હલો તમે રિક્સા ડ્રાઈવર બોલો છો મારે જગ્યાએ એમર્જન્સી આવી છે તો બીજી જગ્યાએ જવાનું છે તો શું તમે એ જગ્યા પર આવી શકશો હા એનું એકસ્ટ્ર્રા ચાર્જ લાગશે હા હા કંઈ વાંધો નથી તમે આવી જાવને ત્યાં